હા જ્યારે હું સાતમા ધોરણમાં ભણતી હતી ત્યારે મેં ખો ખોમાં ભાગ લીધો હતો અમારી શાળાના બધા જ વિદ્યાર્થીઓ આ રમત માટે જોડાવવા માટે તૈયારી કરતા હતા એમાંથી અમુક લોકોને જ ન રાખવામાં આવ્યા હતા ખો ખોની રમત માટે અમારી ટૂકડીને પસંદ કરવામાં આવી હતી તે વખતે દરેક પ્રાથમિક શાળાઓમાંથી પોતપોતાની ટીમને લઇને મહેસાણા જિલ્લામાં એક રમતના મેદાનમાં યોજાઇ હતી તે વખતે દરેક ગામની શાળાથી દરેક શાળા પોતાની રમતવીરો લઇને સ્પર્ધામાં જોડાઈ હતી તે વખતે મને યાદ છે અમે બધા છકડામાં બેસીને ગયા હતા ત્યારે રમત સ્પર્ધા ચાલુ થઇ તે વખતે બધાને રમતમાં અનુકૂળ રહે અને અડચણરુપ ન બને તેવા કપડાં પહેરીને ખો ખો રમવાનું હતું રમતી વખતે હું જ્યારે સામેની ટૂકડીના સભ્યોને પકડવા ગઈ ત્યારે માટીનાં કારણે મારો પગ લપસી ગયો અને હું પડી ગઇ પણ મને વધારે ઇજા થઈ નહોતી અને મેં રમત ચાલુ રાખી પણ તે દિવસે અમે હારી ગયા હતા અને તે મારો એકદમ ખરાબ દિવસ હતો મારો અનુભવ આ વખતે બહુ જ ખરાબ હતો